ગુજરાતની શાળાઓમાં જે મુખ્ય વિષયનું શિક્ષણ આપવામાં આવે છે એમાં ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી કોમ્પ્યુટર શારીરિક શિક્ષણ ચિત્ર આ ઉપરાંત વોકેશનલ અભ્યાસક્રમોમાં પણ આઈટી પાવર ગુડ ટેક્નોલોજી બ્યુટિશીયન વગેરે જેવા કોર્સો પણ થોડા સમયથી શરૂ કરવામાં આવ્યા છે ગુજરાતના શિક્ષકો તમામ શિક્ષણ માટે જરૂરી લાયકાત ધરાવે છે જેવી રીતે તેઓએ પોતાના ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએસ થઈ અને ત્યારબાદ પ્રોફેશનલ ડિગ્રી વ્યવસાયિક તાલીમ એટલે કે બીએડનો અભ્યાસક્રમ જે બે વર્ષનો છે તે પૂરો કર્યા બાદ સરકાર દ્વારા લેવામાં આવતી ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આપે છે એમાંથી પાસ થઈ અને જે એનું મેરીટ બને એ મેરીટ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એટલે જે શિક્ષકો શાળાઓમાં ભણાવવા આવે છે શાળાઓમાં છે એ તમામ શિક્ષકોની લાયકાત તદ્દન બરાબર છે અને તેઓ ઘણી બધી પરીક્ષાઓ પાસ કરીને નોકરી માટે લાયક બને છે એટલે તેઓને પોતાના વિષયનું તો જ્ઞાન છે જ સાથે સાથે તેઓને વ્યાવસાયિક અભ્યાસક્રમમાં કઈ રીતે ભણાવવું કઈ મેથડથી કઈ પદ્ધતિથી બાળકોને સારું શિક્ષણ આપી શકીએ ભાર વિનાનું ભણતર આપી શકીએ એ માટેની તાલીમ પણ આપવામાં આવે છે આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન પણ કર્મયોગી તાલીમ દ્વારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે ગાંધીનગરમાં પણ જે તાલીમ કેન્દ્ર છે ત્યાં પણ સમયાંતરે શિક્ષકોને વિષય શિક્ષકોને બોલાવવામાં આવે છે અને તેમને પોતાના વિષય માટે એક વિશેષ તાલીમ આપવામાં આવે છે તો આ રીતે તમામ પાસાઓ ને ધ્યાનમાં રાખી અને શિક્ષકને તૈયાર કરવામાં આવે છે એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતના શિક્ષકો સારા અને સુશિક્ષિત છે પરિણામની દૃષ્ટિએ પણ ગુજરાતનું પરિણામ ઘણું બધું સારું હોય છે તો એ સાબિત કરે છે કે અહીંયા શિક્ષકો સારા અને સુશિક્ષિત છે